ડોક્ટર નૈના વાત કરો છો ડોક્ટર નૈના હા હા હું વિશાલ વાત કરું છું હં તો હં થોડાક સમયથી છે ને મને આમ નાકમાંથી પાણી પડે છે શરદી આખું શરીર દુઃખે છે ને એવું બધું આમ વિકનેસ જેવું લાગે છે તો કાંઈક સજેસ્ટ કરો

હા હા મને હં

ઓકે પણ હા

અચ્છા અને મને એક એવુંય છે કે મને છે ને નાકમાં કાંઈક ગ્રો થાય છે મતલબ જેની લીધે છે ને આમ શ્વાસ લેવામાં તકલીફ ને એવું પણ થાય છે તો કોઈ એવી દવા હોય તો એ મને સજેસ્ટ કરજો હું તમને મારો વોટ્સએપ નંબર આ જ છે હં એમાં મને લખીને મોકલી નાખજો ઓકે

ઓકે ઓકે ઓકે થેન્ક યૂ હં હા